હેલો મારું નામ તેજલ છે હું તમારા પાડોશમાં રહું છું અને હું સામુદાયીક બગીચો શરૂ કરવાની યોજના બનાવી રહી છું હું આ બગીચા માટે સિંચાઈ પ્રણાલીને શક્તિ આપવા માટે સૌર પેનલ સ્થાપિત કરવાની શક્યતાઓ શોધવા માંગુ છું હું આ વિશે ચર્ચા કરવા માટે તમારી સાથે બેઠક કરવાનું આયોજન કરું છું આ બેઠકમાં હું પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપીશ અને તમારા વિચારો અને મંતવ્યો તમારા વિચારો અને મંતવ્યો મેળવીશ કૃપા કરીને મને જણાવો કે તમે આ બેઠકમાં ભાગ લેવામાં રસ ધરાવો છો કે નહીં ધન્યવાદ